યાર મારી પી એમ કે વી વાય તાલીમ ખરેખર આજે પૂર્ણ થઈ આટલા દિવસો આટલા મહિનાઓથી મેં એની મહેનત કરી હતી અને ખરેખર મારી તાલીમ બહુ જ સકુશળ રીતે પૂર્ણ થઈ હું ખરેખર ખૂબ જ ખુશ છું હવે મારે તેના પ્રમાણપત્રની જરૂર છે પરંતુ મને એ નથી ખબર કે આ પ્રમાણ પત્ર હું કઈ રીતે મેળવી શકું ખરેખર મારે પ્રમાણ પત્ર મેળવવું તો જોઈએ પરંતુ એની જે પ્રક્રિયા છે એની મને બિલકુલ ખબર નથી તો શું તું મને એ સહાયતા કરી શકે કે આ પી એમ કે વી વાય તાલીમનું હું પ્રમાણ પત્ર કઈ રીતે મેળવી શકું